આપણી ગુજરાતી ભાષા સૌથી સરસ અને બેસ્ટ છે કારણ કે આ આમાં ઘણા ખરા બારથી જે વ્યક્તિ આવે છે એ પણ ટ્રાય કરતા હોય છે ગુજરાતી બોલવાનું ઘણાખરા બહારથી આવીને ગુજરાતી બોલતા હોય છે કારણ કે આ ગુજરાતી ભાષા જ એવી મીઠી ભાષા છે જેમાં તમે કોઈ પણ શબ્દો તમે બોલો ગાળ પણ બોલો તો મીઠી લાગે કોઈ બી ને બધી વસ્તુ આમાં એકદમ સરળ રીતે થાય છે અને એકદમ સરસ રીતે થાય છે કારણ કે અધર કન્ટ્રીમાંથી આવતા હોય છે કેટલાક લોકો ગુજરાતી ટ્યૂશન લે છે અહીંયાં આવીને આમાં કેટલાક કન્ટ્રીમાંથી લોકો આવે છે ટ્યૂશન લે છે ગુજરાતી ભાષા શીખવા માટે ઘણા ખરા લોકો પ્રયાસ કરે છે ઘણા ખરા બોલી નથી શકતા ઘણા ખરા બોલે છે તો એટલું સરસ બોલે છે કે એના સામને જે પ્યોર ગુજરાતી હોય છે એનું પણ કંઈ નહિ આવે ઘણા ખરા એટલા સરસ પણ બોલે છે